અચ્છા હવે તમે મારા નાટકમાં જ કામ કરો છો બરાબર ને અચ્છા અચ્છા ઓકે રિદ્ધિ નામ છે ને તારું હા હવે રિદ્ધિ બેન મારે તમને એક સીન સમજાવવાનો છે આપણાં નાટકની અંદર જ આવે છે તો એમાં એ રીતનું છે કે જે મૂળપાત્ર છે એનું નામ કર્તવી છે અને કર્તવી છે એ પોતાને ટવેલ્થની એક્ઝામમાં એના ઓછા માર્કસ આવ્યા છે અને એ પોતે જ એ પોતે જ રડી રહી છે એને ખુબ દુઃખ થાય છે ઈવન ત્યાં સુધી કે એ પોતે પોતાના માર્કસથી ઘરમાં પણ કહી નથી શકતી ઘરમાં આવીને મૂંગે મૂંગી બેસી જાય છે તો એ પાત્ર તમારે ભજવવાનું છે તો એના વિશે તમે મને શું કહેશો તમે કેવી રીતે ભજવશો અને તમને ન સમજણ પડે તો હું તમને કહું કે કઈ રીતે તમારે એ પાત્ર ભજવવાનું

હમ્મ હમ્મ હમ્મ હા તો તમે કઈ રીતે ભજવશો સરસ સરસ તો આની માટે તમારે ઓકે એટલે અહીં ના ખાલી તમારે બસ બતાવવાનું જ છે પણ એમાં મેન વસ્તુ એ કે જ્યારે તમે ઘરમાં આવો ત્યારે તમારાં પગલાં એકદમ શાંતિથી પડતા હોવાં જોઈએ તમારું મોઢું એકદમ પડી ગયેલું હોવું જોઈએ તમે ઘરમાં ધીમે પગલે તમે આવતાં હો અને તમારા મમ્મી પપ્પા હા મમ્મી પપ્પા તમારા બેઠાં હશે તમારા ભાઈ ભાભી પણ હોલની અંદર બેઠાં હશે અને તમારે ધીમે ધીમે અંદર આવવાનું છે અને એ લોકોની બધાની આંખો તમારા તરફ જ હશે એ જાણવા માટે કે તમારું રિઝલ્ટ શું આવ્યું અને ત્યારે તમારામાં એટલી તારામાં એટલી હિંમત નથી તારે નથી કહેવાનું તારે ધીમે પગલે આવી અને તારે શાંતિથી તારા રૂમમાં વયું જવાનું છે મમ્મી પપ્પા બેટા શું રિઝલ્ટ આવ્યું એ તને એક્શનથી પૂછે કહે તો ખરા પણ શું રિઝલ્ટ આવ્યું બતાવ તારે કાંઈ જ બોલવાનું નથી તમારે અને શાંતિથી તમારે તમારા રૂમમાં જતું રહેવાનું છે બસ આ પ્રમાણે તમારે બોલ્યા વગર તમારે ચાલ્યા જવાનું છે તમારા હાથમાં તમારું રિઝલ્ટ શીટ હશે એને તમે બમ્બુડુ વાળીને રાખ્યું હશે અને તમે ધીમે ધીમે નીચું મોઢું કરીને અને તમારી આંખો એકદમ રડવાથી જામી ગઈ હશે કેમ કે તમે રડીને જ આવ્યા હશો ઓલરેડી તો એ પ્રમાણે તમારે શરૂ કરવાનું છે ઓકે ઓકે સારું ભલે

ઓકે થેંક્યું ઓકે